હા મોરબીમાં ખૂબ જ ઉત્સાહથી ખૂબ જ ધામધૂમથી બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે મોરબી એટલે કે ખૂબ જ કેવું શહેર કહેવાય કે જ્યાં બધી જાતિના બધા જ જ્ઞાતિના માણસો રહે છે જેથી કરીને બધા જ તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે જેમાં હોળી હોય જન્માષ્ટમી હોય દિવાળી હોય નવરાત્રિ હોય કે રક્ષાબંધન હોય આવા તહેવારોની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવે છે અને અમુક જે જન્માષ્ટમી હોય તો એનો વરઘોડો એમાં કૃષ્ણની પેલી માટલી ફોડાય છે અને કૃષ્ણ જન્મ ઉજવાય છે રાત્રે પણ મંદિરોમાં કૃષ્ણ જન્મ ઉજવાય છે અને રાત્રે બાર વાગ્યે એની ઉજવણી કરવામાં આવે છે પછી મહાશિવરાત્રી હોય તો શંકર ભગવાનને પણ ઓલામાં બેસાડે અને બહાર એને પેલું કરવામાં આવે છે પછી જે સાતમ આઠમમાં મેળા બધે બહુ જતે મેળા તો ખૂબ લોકમાન્ય છે કે મેળાનું તો એટલું બધું મહત્ત્વ છે ને બધી બધા માણસોને મેળામા જવું ખૂબ જ ગમતું હોય છે અને મેળામા જાય છે